આપણે બહારગામ જવું હોય તો ટેક્સી અને એવી રીતે બુક કરવાની હોય તો આપણે ભઈ ટેક્સીવાળાને ફોન કરીએ છીએ ડ્રાઇવરને ફોન કરીએ છીએ કે અમારે આટલા વાગ્યાની ટ્રેન છે એરપોર્ટે જવાનું છે કે બસ સ્ટેન્ડે જવાનું છે કે રેલવે સ્ટેશને જવું છે એવી રીતે સમય નક્કી કરેલો હોય છે એના આપણે અડધો કલાક પહેલાં ઘરે નીકળીએ છીએ ત્યારે હવે ડ્રાઈવરને કહી દઈએ છીએ કે આટલા વાગ્યાની બસ છે પણ એની પહેલાં પંદર વીસ મિનિટ અડધો કલાક પહેલાં તમારે બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન જ્યાં જવું હોય એમાં પહોંચાડી દેજો એવી રીતે કહી અને આપણે પણ બુક કરાવીએ છીએ કે શું છે આટલા કિલોમીટર છે તમારો શું ચાર્જ થશે એ ટાઈપનું રેટ શું થશે એ બધું આપણે પૂછી લઈએ છીએ એવી રીતે સમયસર આવવાનું જવાનું છે એવી રીતે પણ ટેક્સીવાળાને છે ડ્રાઇવરને પૂછી લઈએ છીએ